હેલો તમે ઓનેષ્ટમાંથી વાત કરી રહ્યા છો મારે મેં ઓ પીઝાનો ઓર્ડર કરેલો છે તો એમાં મારે જાણવું હતું એક્સટ્રા ચિઝ એ એડ કરવું છે તમે કયું ચીઝ યુઝ કરો છો અને તમે ઓરેગનો કઈ કંપનીના યુઝ કરો છો ચિલ્લી ફ્લેક્સમાં ક્યાંથી મેન્યુફેક્ચરિંગ લો છો આ બધી પ્રોડક્ટ્સ તમે આ તમારું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે કે તમે ક્યાંકથી એકસ્પોટ કરો છો તો એકસ્પોટ ક્યાંથી કરો છો તેની પ્રોપર ડિટેઇલ આપો અને કયા કયા કંપનીનાં કયા સોસ યુઝ કરો છો કયા સોસ કેટલા પ્રમાણમાં યુઝ કરો છો બધા ઓર્ગેનિક છે કે નહીં અને કઈ ચટણી યુઝ કરો છો અને તે તમે જાતે બનાવો છો કે નહી આ બધી માહિતી ડિટેઈલમાં આપવા વિનંતી